જી બોલીએ મેડમ સબસે અચ્છા તો રહેગા કી આપ સરોજની માર્કેટ સે જા કે શોપિંગ કીજીએ મેડમ મેરા તો કહેના હૈ વહાં આપ બિલ્કુલ મત જાઇએ વહાં પે આપકો બહોત લૂટેંગે મેડમ આપકો જાના સરોજની મેં હી બેટર રહેગા બહોત મેડમ જી જી આપકા બટુઆ ભી ચોરી હો સકતા હે ઉધર જી જી બિલકુલ બિલકુલ જી મેડમ આપકો સરોજની દોનો તરહ સે અચ્છા રહેગા આપકા બટુઆ ભી ભરા રહેગા આપ હી કે પાસ રહેગા ઓર ચીઝે બહોત સસ્તી મિલ જાયેંગી આપકો ઊધર આપ અગર વો લોગ જો દો હજાર કી ચીઝ બહાર મિલતી હૈ વો દેઢસો મેં દેંગે ઓર વ વહાં પે ભી અગર આપ બાર્ગેન કર સકતે હો તો વો સો મેં ભી દે દેંગે આધી રાત કો આધી રાત કો ભી ક્રાઉડ તો રહેગા હી મેડમ ક્યા હૈ કી સસ્તા દે રહે હૈ ના વો લોગ તો વહાં પે બહોત ભીડ લગી રહેતી હે હમેં વહાં સે ઐસે ઘૂમ ફીર કે જગહ ઢૂંઢ કે નિકલના પડતા હૈ ઐસા હૈ મેટ્રો મેટ્રો સબસે બહેતર રહેગા એસી ભી રહેગા ઓર સસ્તા ભી પડેગા મેડમ વો વહાં પે સેલ નહીં હૈ વહાં પે સેલ નહીં હે મેડમ વહાં પે હર દુકાન કા અલગ રેટ હોતા હે વહાં પે આપકો અચ્છી સી દુકાન ખોજની હે યહાં પે આપકો જો ચીઝ પસંદ આએ ઉસકે હિસાબ સે આપકો વહાં પે જાકે પૂછના હૈ કિ રેટ ક્યા હૈ વો આપકો દો હજાર બોલેંગે પર આપકો બોલના હે કી દોસો દુંગી તો આપ દો સો બોલેંગે જી બિલકુલ બિલકુલ

નહીં મેડમ અચ્છા અચ્છા નહીં મેડમ યહાં પે હર હર દુકાનવાલે દેખીએ અમદાવાદ મેં કૈસા રહેગા સબને મીલજુલ કે ધંધા બનાયા હૈ સબ લોગ મીલજુલ કે કરેંગે કે ભાઈ તુમ ભી દેઢસો મેં બેચો મૈં ભી બ દેઢસો મેં બેચુંગા જબકી સરોજની મેં ઐસા હૈ કી ભાઈ મેં દો હજાર કા દુંગા મેં દે રહા હું તુમ દોગે તુમ્હારા મરજી વો એક દૂસરે કી ખોદતે ભી હૈ કે મેડમ આપકો વો બોલેગા મેડમ ઊધર મત જાના વો તો લૂટેગા ઐસા હૈ વો આપકો દૂસરી દુકાન પે જાને સે ભી રોકેંગે

જી બોલીએ બોલીએ બોલીએ બોલીએ

હલો હા સુનાઈ દે રહા હૈ મેડમ બીચ બીચ મેં ઠેલે લગે રહેતે હૈ બીચ બીચ મેં ઠોલે લગ ઠેલે લગે રહેતે હૈ વહાં પે આપ કુલચે ચાટ જો આપ ચાહો પાનીપુરી તક મિલતી હૈ વહાં પે ઔર આજકલ તો વો પટ વડાપાઉં વાલી બહેન ભી બહોત ફેમસ હુઈ હૈ આપ ઉસકે વડપાઉં ભી ખા સકતે હો સિર્ફ પચાસ રૂપે મેં મિલતે હૈ નહીં વો થોડા દૂર આગે જાકે હૈ પર હૈ વહાં પે હી હૈ જી વેલકમ